હું પાક વીમા કંપનીને ઈમેલ મોકલી રહ્યો છું અમારે પાક જે ઉગાડ્યો હતો તે બધો પૂરનાં કારણે નાશ પામ્યો છે અને ઘઉં અમે ઉગાડ્યાં હતાં અને બધું એટલે બધું જ તે નાશ થઈ ગયું છે અને ગંભીર પરિસ્થિતિ ઉદ્ભવી છે તેના માટે અમે પાક વીમા કંપનીને દાવો કર્યો હતો તો દાવા નંબર છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન તો આ દાવાની પરિસ્થિતિ અંગે અમે વિનમ્રતાપૂર્વક અપડેટ માગી રહ્યા છીએ અને જેમ બને તેમ તમે અમને જલ્દીથી અપડેટ આપશો એવી અમને નમ્ર વિનંતી